ગુજરાતમાં રહેતાં તમામ ગુજરાતીઓ જો પોતાની માતૃભાષામાં જ વાત કરે તો આપણે ગુજરાતી ભાષાનું સંવર્ધન કરી શકીએ તેમ છે જો ગુજરાતી લોકોના બાળકો અથવા વારસામાં આવેલાં તમામ ને જો આપણે ગુજરાતી ભાષા શીખવીશું હમણાંથી જ તો તેઓ આગળ જતાં ગુજરાતી ભાષા શીખી શકશે તેમજ પોતાની માતૃભાષા શીખીને ગૌરવ અનુભવશે આમ આપણે જો ગુજરાતી ભાષામાં જો તેઓ માતૃભાષા શિક્ષણ આપે તેમની સમજશક્તિમાં અને શિક્ષણમાં પણ મદદ થઈ શકે છે આમ આપણે ગુજરાતી ભાષાને વિસ્તાર વધારવો જોઈએ જેથી આપણે ગુજરાતી ભાષાને આપણે સંવર્ધન કરી શકીયે છીએ તેમજ આ ભાષાને ભવિષ્યમાં લઇ જવા માટે આપણે આપણા વારસાગત બાળકોને પણ ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવું જોઈએ જેથી તેઓનું ગુજરાતી વિષય મજબૂત બની શકે અને આપણું ગુજરાતીનું સંવર્ધન કરી શકીયે છીએ